હલ્લો હાજી હાજી બોલો અરે વાહ વાહ વાહ વાહ અમારી નાટ્ય સંસ્થાને તમારા જેવા મહાન એક્ટરોની જરૂર છે તમે ક્યારે આવી શકો છો આવતા મહિનાથી બે મહિના સુધી આપણે અમેરિકા તરફ આપણે છે તે પ્રયાણ કરવાનું છે બધા શોઝ ફિક્સ છે બોલો કરશો તારીખ નહીં માત્ર બે મહિના આપણે ઉત્તર અમેરિકા નોર્થ અમેરિકામાં ગજવવાનું છે ગુજરાતી નાટક તખ્તા ઉપર ધમાધમ ચાલવું જોઈએ અને તમારા જેવા મજબૂત મહાન અને શરીરથી મજબૂત એવા મહાન કળાકારની અમારી નાટ્ય સંસ્થાને જરૂર છે તો તો શું તમે તમારું વજન અમારા એટલે કે તમે આવીને અમારી નાટ્ય સંસ્થાનું વજન વધારશો નોર્થ અમેરિકા ચોક્કસથી આવો મારી પાસેથી એડવાન્સ લઈ જાઓ કમાઓ ખાઓ પીઓ હજી ફૂલો ફલો ને ખુશ થાવ કોઈ શરત સાંભળવામાં આવશે નહીં પરમ દિવસથી રિહર્સલ સ્ટાર્ટ નોર્થ અમેરિકામાં પચીસ શો આવજો જય શ્રી કૃષ્ણ